હલો હા કોણ રમેશદાન ગઢવી બોલો છો તમે હા તમે મારા ટેક્સી ડ્રાઈવર હા હુ નંદિની બોલું છું તમે મને હાલ હમણાં રેલવે સ્ટેશન મૂકી ગયા ને હા તમે મોડા આવ્યા એના લીધે જો મારી ટ્રેન હવે ચુકાઈ ગઈ છે હવે મારે શું કરવું તમે મને કહો હવે બીજી કોઈ ટ્રેન છે જ નહીં છેલ્લા સાત કલાક પછી જ મારે બીજી ટ્રેન મળશે તો ત્યાં સુધી મારે શું અહીંયા રેલવે સ્ટેશન પર વેટ કરવાનો તો તમે કેમ લેટ આવ્યા મેં એ જ કીધું તમારે અગર તમારાથી લેટ આવવાનું હતું તમને સમય લાગી જાત તો તમારે મને કહેવું તું ને કે બેન તમે ટેક્સી કેન્સલ કરી દો તો હું બીજી ટેક્સી મગાવી લેત આ તમારા ટેક્સીના વેટ કરવાના ચક્કરમાં મારી તો ટ્રેન વઈ ગઈ ને શું સોરી તમારા સોરીનું હવે મારે શું કરવું મારી તો ટ્રેન વઈ ગઈ ને ફસ્ટ ક્લાસ એસીનો ટિકિટ બુક કરાવી તી મેં તો તો હવે ચાર હજાર રૂપિયા થોડી મને મારા પાછા મળશે તમે જ કહો મને શું અરે એક તો તમારી ભૂલ છે તમારે તમારી પોતાની ભૂલ સ્વીકાર કરવી જોઈએ એની જગ્યાએ તમે મારા પર જ ભડકો છો કેવા માણસ છો તમે સાવ હવે હું કાંઈ જાણું નહીં મને ગમે તે રીતે મારા આ ટેકસીના પૈસા રિફંડ કરો તમારા જ લીધે લેટ થયું છે ને કોના લીધે થયું છે ગાડી તો હું થોડી ચલાવતી તી તમે જ ચલાવતા તા ને તમે મારી સાથે આરગયુમેન્ટ નહીં કરો તમે મને અગર મારા પૈસા પાછા નહીં આપો તો હું તમારા ઉપર જે કંપની છે એમાં કમ્પલેન કરી દઇશ કે તમે મારી સાથે મિસ બિહેવિયર કરો છો ને ઉપરથી મારા પૈસા પણ પાછા નથી આપતા હાલો તો હું કમ્પલેન નાખી દઉં છું